હલો પૂર્વીબેન કેમ છો શું ચાલે છે તમારે ક્લાસિસને બધું હાં બહુ જ નજીક આવી રહી છે તો પ્રીપેરેશન કરી લઈએ કે આપણે શું કરવું જોઈએ આ વખતે કંઈ નવું કરીએ

હા હું એવું વિચારું છું કે ડાન્સ પ્રીપેરેશન ક્રિષ્ણને લગતું તમે કરજો અને ડેકોરેશનને લઈને આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સ એ બધું ડેકોરેટિવ બધી વસ્તુ હું મેનેજ કરી લઇશ હા એટલે મેં હા અત્યારે તો એવું વિચાર્યું છે કે આપણે સિનિયર જુનિયર કેજી થી વિચારીએ કે એ લોકાને નાની થીમ આપીએ એક ગોવર્ધન પર્વતવાળી છે પછી સ્ટાન્ડર્ડ વન ટુ થ્રી ને કોઈ એવી થીમ આપીએ કે જે ક્રિષ્ણ જન્મ છે જેલની અંદર થાય છે તે રીતે

હા નાગદમન વાળી જે હા ક્રિયાઓ છે એ વાળી આપીએ ફાઈવ સિકસને હમ્મ હાં એવું કરી શકાય અને એક બીજું છે કે આપણે જે મોસ્ટલી તો ડેકોરેશનમાં તો ઘણું બધું આપણે લેતા હોઈએ છે પણ આપણે હિંડોળા ઉત્સવ રાખીએ છે તો એમાં આપણે છોકરાઓની પાસે એવું પણ કરાવી શકીએ કે સ્ટુડન્ટને કહીએ કે ચાલો ભાઈ લાલજી જેના ઘરે છે તે લાલજી મસ્ત ડેકોરેશન કરીને લાવો તો અલગ અલગ હિંડોળા આપણે ડેકોરેટિવ કરી શકીએ એમ

હા સરસ થાય અને હું એવું કહું છું કે આના માટે આપણે કેટલો સમય લાગશે તો આપણે એ રીતે પ્રીપેરેશન કરવાની શરૂઆત કરીએ એકજેક્ટ કદા સમથિંગ છે હલો છવ્વીસ ઓગસ્ટ કદાચ છે કદાચ મેં ડેટ જોઈ નથી પણ આપણને એટલું પ્રીપેરેશન માટે સમય મળી જશે

હા અને એક સજેશન પણ હું આપવા માંગુ છું કે જે નાના બાળકો છે ને સિનિયર જુનિયર છે વન ટુ થ્રી ત્યાં સુધીના ડાન્સ લગભગ છોકરાઓ બહુ કેચ અપ કરે ના કરે તો કંઈ નહીં પણ એ લોકાના બે કે ત્રણ મિનિટના નાના નાના ડાન્સ લઈએ

હા હા હા અને મારું એક બીજું પણ સજેશન છે કે આમાં પેરેન્ટ્સને આપણે ઇનવોલ્વ કરવા છે

હા હા હા તો ક્યાંક ક્યાંક થોડા આપણે પેરેન્ટ્સને પણ લઈએ એ લોકાને પણ ઇનવોલ્વ કરીએ તો આપણે જ્યારે એન્યુઅલ ફંક્શન વખતે કંઈક કામ કરવું હોય તો એ વખતે પેરેન્ટ્સ આપનને મળી રહે કામ માટે

પાર્ટિસિપેટ કરો હા

હા હા

હા હા એવું આપણે લઈ શકીએ હાં હું એવી રીતે પણ આર્ટ એન્ડ ક્રાફ્ટસ માટે પણ ઇનવોલ્વ કરવા માંગુ છું તો એ આપણે

એ હા તો આપણે આવું જ ડિસકસ કરીએ છીએ તો આપણે આવતીકાલે મળીએ એટલે આ થોડું એક લિસ્ટ બનાવીને રેડી રાખીએ તો એના ઉપર આપણે કામ કરી શકીએ ઓકે ઓકે ઓકે ઓકે ઓકે બાય હા